મારુતુ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર છકડો રિક્ષા અતુલ ઓટો ખુશ્બુ ઓટો સુરેગા સ્કૂટર એક્ટીવા સ્પેલન્ડર બજાજ પલ્સર હીરો હોન્ડા ગાડી સ્કૂટી એક્સેસ સાઇકલ બાઇસિકલ મોપેડ વાસ્પા